ભારત સરકારની આરોગ્ય વ્યવસ્થા ઓગણીસમી સદી કરતાં વધારે હવે સારી છે સિવિલ હોસ્પિટલ પણ વધી રહ્યા છે જનતાને જાગરૂક પણ કર્યો છે સરકારે ગ્રામ વિસ્તારમાં પણ ઘણા એવા સારા પગલા લેવામાં આવ્યા છે અને સૌથી આપણો સારુમાં સારું ઉદાહરણ તો કોરોના કાળમાં આવ્યો હતો જ્યારે સરકારે એટલા સારા પગલા લીધા હતા વેક્સીન પણ આપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી હતી આપણા ભારત સરકારે તો બીજા દેશમાં પણ વેક્સીન ઉપલબ્ધ કરાવી હતી એ સૌથી સારું કદમ કહેવામાં આવે છે કે આરોગ્યમાં લીધું હતું આરોગ્ય વ્યવસ્થા સારી કરી હતી આપણા રોજિંદા જીવન સારું બને એટલા માટે આરોગ્ય સારું હોવું જોઈએ એમાં યુવાનો સારું ભવિષ્ય થાય